હિન્દુ ધર્મ રેણાં કુંડ નર્મદા નદીના કિનારે આવેલી આ જગ્યાએ નર્મદા નદીના પાલક દેવી નર્મદા માતાનું મંદિર છે બનારા મધ્ય પ્રદેશમાં આવેલા આ સ્થળે શિવ મંદિર છે અને તેની લોકપ્રિયતા છે ઇસ્લામ અયોધ્યા અયોધ્યામાં આવેલી મંદિર અને મસ્જિદ જેમકે રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ અહીના ધાર્મિક મહત્વની વધારતી હોય છે લખનકપૂરું પશ્ચિમ બંગાળમાં આવેલો આ જગ્યાએ પ્રવિત્ર મસ્જિદ છે જે ધાર્મિક પ્રવાસીઓને આકર્ષે છે શીખ મંદિર હેમ કુંડ સાહિબ હિમાલયમાં આવેલું આ ગુરુદ્વારા ખૂબ પ્રવિત્ર માનવામાં આવે છે અને ભારતીય શીખો માટે આદર્શીય યાત્રા સ્થળ છે અંબાલા ચંદીગરહ અને અંબાલા માટે પ્રસિધ્ધ ગુરુદ્વારા છે ખ્રિસ્તી ધર્મ વિશાલહજી પેરિસ યૂરોપમાં સ્થાન ધરાવતી આ ચર્ચમાં વિશ્વ ભરના ખ્રિસ્તી વિહરવા માટે આવે છે વાટીકન પોપ અને ખ્રિસ્તી ધર્મના મહત્વ પૂર્ણ કેન્દ્ર તરીકે ઓળખાય છે આ તમામ સ્થળોએ લોકો ધર્મિક અનુકંપા શ્રધ્ધા અને સાંસ્કૃતિક આવરણી મેળવવા માટે જતાં હોય છે અને તે સ્થાનના ઇતિહાસ અને ધાર્મિક કથા સાથે જોડાયેલી મોહકતા માટે જાણીતા છે